હલો હા હા જી મને છે ને બાઈક રેન્ટ ઉપર જોઈતી હતી તમે બાઈક રેન્ટ કરો છો હા ભાડે ભાડે જોઈએ છે મને બાઈક તો તમારી પાસે કઈ કઈ બાઈકો છે અંહં એટલે બધાના પ ચાર્જીસ કેટલા અલગ અલગ છે શું છે તમારા અચ્છા અને પેટ્રોલ અચ્છા અચ્છા તો હું અને મારા હસબન્ડ બે જ જણ છીએ તો એટલે હજી અમદાવાદમાં ઘૂમવું હતું એટલે દિવસના એક હજાર રૂપિયા એક દિવસના હમ્મ એટલે જાવાનું શું છે અને પલ્સરનું શું છે ઓકે એટલે જેટલા દિવસ માટે જોઈતી હોય એટલા દિવસ માટે પછી તમને રોજનું રોજ કરવાનું અચ્છા તો રોજનું રોજ કરવું પડશે એમ અચ્છા અને ડોક્યુમેન્ટ કયા કીધા તમે અચ્છા ફોટા પણ જોઈશે ઓકે આધાર હેલમેટ ઓકે હેલમેટ પણ અચ્છા અચ્છા હેલમેટ પણ તમે આપશો ઓકે ઓકે તો હું મારા હસબન્ડને પૂછીને તમને કોલ કરું ઓકે થેન્ક્યુ